હેલો હા મેં જે ઓડર બુક કરાવેલો હતો એ એમાં મારે બે સબજી બે ચાર રોટી અને બીજી શાકભાજી હતી તેમાં મારે મીઠાઈમાં કઈ છે તે તો મારે તે મંગાવું છે જલેબી રસગુલ્લા અને અને કાલા જાંબુ ગુલાબ જાંબુ લેતા આવજો હા ઓકે